હા મને લાગે છે કે બાળકોનું પોતાનું બચત ખાતું હોવું જોઈએ અને આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ બાળકો એમનાં બચત ખાતામાં પૈસા નાખે એવું પ્રોત્સાહન એનાં મા બાપે આપવું જોઈએ તે વધારે પડતાં પૈસા વાપરે નહીં અને ખોટા ખર્ચ કરે નહીં જો મા બાપ એને એ બાબતે સમજાવે અને પ્રોત્સાહન આપે તો બાળક સારી રીતે સમજી શકે છે અને ખોટા ખર્ચા કરતો નથી અને પૈસા બચાવવાની અત્યારથી એમને ટેવ પડી જાય છે બાળકોને પૈસા વાપરવા ખૂબ ગમે છે પણ જો મા બાપ એને સમજાવે કે આ વસ્તુમાં તું ખોટા પૈસા બેટા વાપરે છે તો એ એવા ફાલતુ ખર્ચા કરતો નથી એટલે એમને પોતાનું બચત ખાતું આપવું જોઈએ અને એમા પૈસા નાખવાનું શીખવાડવું જોઈએ જેથી કરીને એ ખોટા ખર્ચા કરે નહીં અને પોતાનું બચત ખાતામાં પૈસા નાખે અત્યારથી એમના દિમાગમાં આવું નાખીએ તો એમને સારો એવો લાભ થઇ શકે છે